ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની મુખ્ય વાત કરું તો ઉત્તર ભારત એટલે કે પંજાબ જમ્મુ કાશ્મીર હ ય હરિયાણા આ દરેક પછી દક્ષિણ ભારતની જો વાત કરું તો તમિલનાડુ ચેન્નઈ કર્ણાટક આ બધું ત દક્ષિણ ભારત તરફ આવે છે દક્ષિણ ભારતની ભાષાની વાત કરું તો કન્નડ તેલુગુ આ બધી જ ભાષા દક્ષિણ ભારતની છે અને એવી જ રીતે ઉત્તર ભારતની વાત કરું તો ઉત્તર ભારતમાં મોટા ભાગે હિન્દી અને પંજાબી ભાષા બોલવામાં આવે છે ત્યાર બાદ ત્યાંના ખોરાકની વાત કરું તો ઉત્તર ભારતનો ખોરાક એ ગુજરાતી ઘઉં ઘઉં મુખ્ય ખોરાક છે ઉત્તર ભારતમાં અને ઉત્તર ભારતમાં કાશ્મીરની અંદર સફરજનનું પણ ખૂબ વધારે ખૂબ વધારે વાવેતર કરવામાં આવે છે ત્યાર બાદ દક્ષિણ ભારતની વાત કરું તો દક્ષિણ ભારતમાં મોટા ભાગે લોકો ચોખાનો વધારે ઉપયોગ કરતાં જોવા મળે છે અને વાત કરું હવે કપડાની તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે કપડાનો ઘણો ફેરફાર જોવા મળે છે જેમ કે ઉત્તર ભારતમાં પંજાબી લોકો છે તો એ પાઘડી નીચે સલવાર અને ઉપર કુર્તો પાયજામો પહેરે છે ત્યાર બાદ દક્ષિણ ભારતની વાત કરું તો દક્ષિણ ભારતમાં પુરુષો એ લૂંગી અને શર્ટ પહેરતા જોવા મળે છે આબોહવા તો આબોહવા ઉત્તર ભારતમાં ઠંડી આબોહવા જેમ કે કાશ્મીર અને એ છે તો ત્યાં ઠંડી આબોહવા જોવા મળે છે અને દક્ષિણ ભારતમાં છે તો ત્યાં ગરમ વાતાવરણ જોવા મળે છે આવી જ રીતે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે તફાવત રહ્યો છે